હાં આદિત્યભાઈ તમે કેમ છો હાં આ વર્ષે આવો છો વરસાદ બી બહુ આવે ને આમાં આપડે કાઈ ખેતી કરાય જ નહીં ડાંગરની વાવણી કયરી છે પણ આમાં બી કઈ મજા નહીં મળે

હાં એ ખાતર તો છે બધા અમારા ગામ વાળા બી બધા લેતા છે પણ અવે ખબર નહીં એનું રિઝલ્ટ કેવુંક આવશે તે

એવું તો છે મજૂર તો કોઈ દિવસ મળતા જ નથી પણ હવે હું આપડે જ આપડે જોવા પડશે હાં હાં ચલો